અમદાવાદમાં વાહન વ્યવહારના અ ઘણા બધા વિકલ્પો છે જેમાં એ એમ ટી બસ એ એમ ટી એસ બસ બી આર ટી એસ બસ ઑટો રીક્ષા ઓલા ઉબર કૅબ રૅપિડો વગેરે જેવા ઘણા બધા પ્રકારના વિકલ્પો અમદાવાદમાં છે અને આ ઘણા આમાંથી ઘણા બધા વિકલ્પો એક સામાન્ય માણસને પરવડે એવા છે જેમાં મુખ્યત્ત્વે જોવા જઈએ તો એ એમ ટી એસ અને બી આર ટી એસ જેવી બસની સુવિધાઓ જે સામાન્ય નાગરિકને ખૂબ જ સામાન્ય ખર્ચમાં એમને નક્કી કરેલાં સ્થળ સુધી પહોંચાડે છે અને એ બસોમાં અ દરેક પ્રકારની સુવિધાઓ હોય છે વ્યક્તિ આરામથી પોતાની મુસાફરી તય કરી શકે છે અને પોતે યોગ્ય નક્કી કરેલી જગ્યા ઉપર પહોંચી શકે છે આવા દરેક પ્રકારની સુવિધાઓ બસમાં ફાળવેલી હોય છે દરેકને અલગ અલગ પ્રકારનું ભારણ આપવામાં આવે છે અને દરેકને અલગ અલગ પ્રકારનું વેઇટેજ આપવામાં આવે છે પરીણામે અમદાવાદમાં ઘણી બધી પરિવહનની સુવિધાઓ જોવા મળે છે એની સાથે સાથે ઘણા બધા પડકારો પણ સંકળાયેલા છે જેવી રીતે કે ટૅક્સી રીક્ષા ઉબર ઓલા વગેરે જેવા આવા પડકારોનો પણ સંકળાયેલા હોય છે જેના કારણે અમદાવાદમાં ઘણી બધી ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળે છે અને ઘણા બધા ઍક્સિડન્ટ અકસ્માતો વગેરે જેવા પણ કિસ્સાઓ જોવા મળતા હોય છે પરિણામે અ વાહન વ્યવહારની સુવિધાઓ તો ઘણી છે પરંતુ તેના ઘણા બધા ગેરફાયદાઓ પણ છે અને એ ગેરફાયદાઓના કારણે ઘણા બધા લોકોને એનું નુકસાન પણ થાય છે અને એમને પરીણામે ઘણા બધા અકસ્માતો પણ થયા કરે છે